હવે ભાઈ અહીંયા સ્ટેશનથી તો એડીઆઈટી એટલે લગભગ ચારેક કિલોમીટર થાય તમારે મિનિમમ દોઢસો રૂપિયા જેવું થાય એટલા આમાં કેવું છે ભાઈ હવે તો તમારે પ્રા પોતાની અંગત રિક્ષા આવી રીતે કરવી હોય તો લગભગ દોઢસો તો ભાડું છે જ તમે કોઈપણ રિક્ષાવાળાને અહીંયા પૂછી લો અમારા બધાનો ભાવ એક સરખો જ છે આમાં કંઈ બહુ ફેરફાર ન થાય કે સિવાય કે તમે કોઈની સાથે જો શેરિંગ શેરિંગમાં કે એમાં જાઓ એવી ટાઈપની રિક્ષામાં તો તમારે ઓછા થાય બાકી અહીંથી એટલા કિલોમીટર છે એટલે એટલા તો થશે જ તે ભાઈ તમે એવું હોય હમ્મ તો તમારે પચાસ પચાસ રૂપિયા થાય પાંચ જણ હો તો

એના કરતાં એક કામ કરો અહીંયાથી હું તમને પીકઅપ સુધી ઉતારી દઉં અને ત્યાંથી પછી તમે જો ધારો તો બીજી રીક્ષા કરી શકો છો તો તે પ્રમાણે બે કટકા કરવાથી તમે જો જાવ તો તમને થોડું ભાડામાં પણ સસ્તું પડે અને મને બી પોસાશે એવી રીતે જો કરવું હોય તો એ રીતે કરો બાકી અહીંથી તો સ્ટેશનથી તો એડીઆઈટીનો એટલો જ તે ભાવ છે ભાઈ અને હવે પેલો ઓવરબ્રિજ ને બધું થયું ચોકડી આગળ એટલે આખું આખો રસ્તો બધો ફરી અને રિક્ષા લઈને જવું પડે ભાઈ આપણે એટલે પેટ્રોલ પ્રમાણે અમને બી ભાવ અત્યારે બરાબર પોષાય નહીં એટલે જો એ રીતે કરવું હોય તો તમે અહીંયાથી પીકપ સુધી હું તમને પચાસ રૂપિયામાં ઉતારી દઉં ત્યાંથી પછી તમે બીજી ઓટો કરીને તમારી જગ્યા પર પહોંચી જાવ જો ભાઈ તમે તો પાછું ચાલીસ રૂપિયા વાળું લાવ્યા હા આપણે જોઉં હવે મને એક બે એ બાજુનાં જો ભાડાં મળે તો ભાઈકાકા કે કરમસદ સુધીનાં તો હું એ લાઈનનાં એ રૂટનાં બધાને બેસાડી દઉં એક સાથે તો મને ચાલીસમાં પોસાય તો એના માટે તમારે લગભગ થોડીક વાર રાહ જોવી પડે ચાલો ચાલો કોઈને ભાઈકાકા ભાઈકાકા ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા એવું ફાવશે હા તો તમે ચાલીસ રૂપિયામાં ભાઈકાકા ઉતરી જાવ જાવ એટલે ત્યાંથી પછી તમને આગળ બીજા ચાલીસ રૂપિયામાં તમે તમારા જગ્યા સુધી પહોંચી શકશો